મારો સૌથી ઊંચો વિક્રમ વિક્રમ ચારસો મીટર છસો મીટર પન વગેની એ રનિંગ કરી શકું છું અને રોજ હું બે રાઉન્ડ ત રાઉન્ડ ચાર રાઉન્ડ પણ વગેરે જેટલા રાઉન્ડ કરી શકીએ છીએ અને જો અને તમારો ધ્યેય મારો ધ્યેય વધુમાં વધુ પ્રાપ્ત થયો છે અને આ વસ્તુના લીધે મને બહુ લાભ થયો છે લોંગ રનીંગ શોટ શોટ રનિંગ એઓ વગેરેમાં ધ્યેય પ્રાપ્ત થયો છે અને સ્ટાર્ટિંગમાં એક રાઉન્ડ બે રાઉન્ડ તણ તણ ચાર વગેરે જેટલા રાઉન્ડ થઈ વધુમાં વધુ રોજના રોજ વધે છે એના કારણથી આપણી રનિંગ પણ સારી ચાલે છે અન સારી રહે છે આ વસ્તુના લીધે મારે એને કારણે આ સારું થાય છે અને ઊંચ વિકલ્પમાં કોઈપણ વસ્તુ લોંગ લોંગ ડિસ્ટન્સ છે મેરેથોન છે વગેરે ઇવેંટોમાં અલગ અલગ રીતે કરવામાં જેટલો લોંગ રનિંગ છેતો લોંગ સ્ટેપ હોય છે અને શોર્ટ રનિંગ હોય છે તો તેમાં આપને સ્પીડ જોઈએ છે અને છસો સાતસો આઠસોમાં લોંગ સ્ટેપ અને સપ્રિન્ટ મારવાની હોય છે એના કારણે આપણી સ્પીડ પણ બધી દોડના અલગ અલગ રીતે એ કરે હોય છે અને આ વસ્તુના લીધે અલગ અલગ રીત હોય દોળવાની રીત હોય છે હોય છે અમુક જીગ્યાંએ લોંગ સ્ટેપ કરવાના હોય છે અમુક અમુક અંતરે આપણે સપ્રિન્ટ મારવાની હોય ઝડપ લેવાની હોય છે વગેરે વગેરે અલગ અલગ રીતે દોડવામાં આવે છે અને